બાવીસમી માર્ચે વિશ્વ ભારતમાં પાણી દિવસની ઉજવણી હવે ગંભીરતાથી કરવામાં આવે છે કારણ કે મનુષ્યની ત્રણ મુખ્ય જરૂરિયાતો પૈકી સૌથી મહત્ત્વની જરૂરિયાત પાણીની તંગી વર્તતા હવે પાણી માટે જળયુદ્ધ ખેલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી વીસ વર્ષમાં પાણીની ગંભીર કટોકટી ઉભી થશે વિશ્વનાં જળ સરોવરો ઝડપથી સુકાઈ રહયાં છે જેને કારણે એ વધતી વસ્તી સામે પાણીની ભારે તંગીનો સમા સામનો કરવો પડશે પણ અહીં જયારે આપણે વાત કરીએ કે પાણીના નિકાલની વ્યવસ્થા કેટલી સારી છે તો અમારાં ગામ હળવદ જે મોરબી જિલ્લામાં આવેલું છે ત્યાં આગળ પૂરતી ગટર લાઈનો કે જે અલગ અલગ પ્રકારની સુવિધાઓની આપણે વાત કરીએ તો એ ખૂબ સારી છે કારણ કે શેરીએ શેરીએ આખા ગામમાં ગટર લાઈનો નાખી છે અને એનો નિકાલ એક સારા ગામના એક છેડા પર થાય છે જેના કારણે સાવ એ ગામને કોઈ ગંદકીનો માહોલ સામે પડતો નથી અને એના કારણે વધુમાં વધુ લોકોને રાહત મળે છે અને રોગચાળો કંઈ ફાટતો નથી માટે જયારે પાણી નિકાલની વ્યવસ્થાની વાત કરીએ તો અમારા ગામમાં ખૂબ સારી વ્યવસ્થા છે